હા હું મન્સૂરી અફસાના બોલું છું મારે બાઈક જોઈએ છે અમદાવાદમાં વિઝિટ માટે અને તમારી જોડે કઇ કઇ બાઈક છે મારે બે દિવસ માટે જોઈએ છે તો તમે ને મને આજે મને બાઈક જોઈએ છે તો તમે મને આજે એનું રેન્ટ ને એ બધું મને તમે બતાવો ને મારે આખું અમદાવાદનું મારું સૈર કરવું છે

હમ મારે સવારે આઠ વાગ્યાથી લેવું છે

સારું સારું કેમકે મારે આખું અમદાવાદનું સૈર કરવું છે અને ચોમાસાની સિજન છે એટલે મારે બાઈકથી મારે એન્જોય કરવું છે તો હું એ રીતે એન્જોય કરવા માગું છું સારું અને હેલ્મેટ બી આપજો મને મારું

હા ઓકે તો મારું જે લેવું છે બુલેટ લેવી છે મારે હા સારું હા હા સારું તો હું સવ આઠ વાગ્યા સુધીમાં ત્યાં તમારી ઓફિસમાં પહોંચી જાઉં છું અને તમે મને તમ તમારું એડ્રેસ ને મને સેન્ડ કરજો એટલે હું એ એડ્રેસે માં પહોંચી જઈશ સારું થેન્ક યુ